હેલ્લો હા બોલો ને જી નમસ્કાર ગુજરાતમાં એટલે તમે અત્યારે કઈ બાજુ છો આણંદમાં આણંદમાં કઈ બાજુ આણંદમાં જનતા ચોકડી પાસે છો એચ્યુલી સી ફૂડ તો ગુજરાતમાં બહુ સારું અને હાઈક્લાસ મળવું તો મુશ્કેલ હોય છે પરંતુ એક બે જગ્યા છે જ્યાં આણંદમાં જેમ હમ્મિંગબર્ડ રેસ્ટોરન્ટ છે બીજી ચિખોદરા ચોકડી પાસે બી એક બે છે ત્યાં આગળ તમને હાઈક્લાસ ફાઈવસ્ટાર રેટિંગ તો નહીં પરંતુ તમને મળી જશે ખરી હા ફૂડ ક્વોલીટી એચ્યુલી હું તો પ્યોર વેજ છું એટલે મેં ટેસ્ટ તો નથી કર્યો પરંતુ રેટિંગ પ્રમાણે એનું ટૂ ઓર થ્રી રેટિંગ હોય છે સારી હોય છે એવરેજ ક્વોલિટી હોય છે સી ફૂડમાં વેરાયટીઝ તમને બધી મળી જશે તમને એવું હોય તો હું તમને હા એ લોકોનું મેનુકાર્ડ મોકલી આપી શકીશું હા ઓકે મેનુકાર્ડમાં હા ઓકે અચ્છા તમે સી ફૂડની ઉપર જીરા સોડા પણ પીવો છો એમ ને ઓકે ઓકે ઓકે કઈ વાંધો નહીં હું તમને મેનુકાર્ડ એડ્રેસ ને બધું તમને મોકલી આપું છું તમને અનુકૂળ વસ્તુ તમે નવી લઈ લેજો ઓકે થેન્કયૂ